હાલો ટેક્સીવાળા ભાઈ બોલો છો મેં મારા ફોનમાંથી ઓલા ઉબેર બુક કરેલું છે તેમાં મને પાલડીથી ગાંધીગ્રામ તરફ જવાનું છે તો હું અહીંયા ચાર રસ્તા પર ઊભો છું તમે ત્યાંથી મને પિક કરી લેજો જ્યારે તમે આવો ત્યારે મને કોલ કરજો કારણ કે હું અહીંયા એક બાજુમાં દુકાન છે ત્યાં ઊભો છું આગળના ચાર રસ્તાથી ડાબી બાજુ અને ત્યાંથી પછી આગળ બીજા ચાર રસ્તાથી જમણી બાજુ આવી જશો એટલે ત્યાં એક કરિયાણાની દુકાન મળશે જેમાં લખેલું છે કિરાણા શોપ હાઉસ બટન અને તમે જ્યાં આવશો તો મને કોલ કરી દેજો ત્યાંથી હું તમને આવી જઈશ અહીંયા ભીડભાડ હોવાથી તમે મને ખબર નહીં પડે કે તમે આવ્યા કે નહીં તેના માટે કોલ મને કરજો એટલે મને ખબર પડી જશે ટેક્સીમાં જ્યારે તમે આવો ત્યારે અમદાવાદથી મારે રાજકોટની રેલવેમાં જવાનું છે તેથી લેટ ના થાય તે માટે તમે ઉ જ ઝડપ રાખજો તેથી હું ટાઈમસર પહોંચી જાઉં અને મારી ટ્રેન મોડી ના પડે